હા અખીલ અદાણી બોલો છો હા ગઈ કાલે હું તમારી શોપ પરથી મારુ વિન્ટર વેર લઈ ગઈ હતી તો તેને મેં વોશિંગ મશીનમાં ધોવા માટે નાખ્યું તો એમાં જે કલર હતો ને એ બધાં કપડાંમાં મેચ થઈ ગયો એકદમ બગડી ગયો અને કાપડ તો સાવે રફ તેમા ઉન જેવું તો મને કશું લાગ્યું જ નહી અને સાવ રૂંછડા ઊખડી ગયેલા અને સાવ એ રીત નું સાવ આવી ક્વોલીટી કેમ મને મળી ત્યાંથી હા યસ માય નેમ ઈઝ ભટ્ટ હાર્દિકા હંમ બિલ નંબર ચારસો ઓગણત્રીસ

હા હા જી હા પાંચ હજાર અને વાત એ જ છે કે પાંચ હજારનો અમે ત્યાંથી અમે ખરીદી કરી છે છતાં અમને આવી ક્વોલીટી વાળું મળ્યું છે તો તમે તે મને કાં તો એક્સ્ચેંજ કરી આપો કાં મારા પૈસા છે એ રિટર્ન કરી આપો હંમ ના ના ના અમે એવી જગ્યાએ રાખ્યું જ નતું અમે ત્યાંથી જે તમે અમને થેલી આપી એ થેલીમાંથી સ્વેટર કાઢીને ધોવા માટે નાખ્યું ને આવું બન્યું છે માટે મારે ચોખૂ જ જવાબ જોઈએ છે કાં તો તમે મને પૈસા મારા રિટર્ન કરો અને કાં મને એક્સ્ચેંજ કરી દીઓ મારુ સ્વેટર

ઓકે તો મને સારી ક્વોલીટી વાળું પાછું સ્વેટર મને જોઈએ મારે ઓકે કેટલા વાગ્યે આવું ઓકે થેન્કયૂ